જી હા અમારી નજીક એક સ્થળ છે જેનું નામ છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય તે ખૂબ જ પ્રચલિત છે તે બીએપીએસ દ્વારા બનાવવા બનાવવામાં આવેલું છે તેના અધ્યાપક હતા પ્રમુખસ્વામી મહારાજ તેમનું નિધન થઈ ગયેલું છે પંચાણું વર્ષની વયે તે ખૂબ જ મોટા હતા સ્વામી ને વડતાલની વાત હું તમને કરું તો વડતાલનું ત્યાં મંદિર છે જે ખૂબ જ વિશાળ છે અને તેની બધી વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે અમે અમે વડતાલ જઈએ છીએ અઠવાડિયામાં એક કે બે વખત તો જઈએ જ છીએ અમે શનિ રવિ રજા હોય અમારે કોલેજમાંથી તો અમે સાંજે જઈએ છીએ વડતાલ અને ત્યાં આવેલું છે ગોમતી તળાવ તેનું પણ ખૂબ જ મહાતમ રહેલું છે ત્યાં અમે ઘડીક જઈએ છીએ અમે ઘડીક બેસીએ છીએ ત્યાં અને ઘડીક બેસીએ છીએ ત્યાં અને ત્યારબાદ અમે મંદિરે જઈએ છીએ અને ત્યાં પ્રસાદી લઈએ છીએ અને પ્રસાદના પણ ત્રણ પ્રકારની પ્રસાદી આપવામાં આવે છે ત્યાંથી એમાં પહેલી આવે છે ગરીબ લોકો માટે જેની વ્યવસ્થા એટલી બધી હોતી નથી ત્યારબાદ આવે છે મધ્યમ વર્ગનાં લોકો માટે તેની ફી હોય છે પચીસ રૂપિયા અને ત્યારબાદ આવે છે ઉચ્ચ પ્રકારનાં લોકો માટે તેની ફી છે સો રૂપિયા એમ કે આમ તો કોઈ ફરક પડતો નથી પણ ખાલી વ્યવસ્થામાં વ્યવસ્થાનો ફરક હોય છે કે એમાં શું હોય છે કે ઊંચા લોકો માટે વધુ થોડુંક સારું હોય છે પ્રસાદ એવું હોય છે તો અમે ત્યાં ઘડીક બેસીએ છીએ ભગવાનનાં દર્શન કરીએ ઘડીક ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યાંથી ઘડીક આરતીની લઈએ છીએ લાભ આરતીનો લાભ લઈએ છીએ ત્યાંથી પછી ઘડીક અમે ચાલીએ છીએ મંદિરની ફરતે પ્રદક્ષિણા કરીએ છીએ તો ત્યાં અમે બે ત્રણ કલાક તો ત્યાં રહીએ છીએ ત્યાં અમે બેસતા હોઈએ છીએ અઠવાડિયામાં એક રવિવારે તો અમારે જવાનું જ હોય બાઇક લઈને અમે જઈએ છીએ વડતાલ અમારે વડતાલ થાય છે સાતથી આઠ કિલોમીટર થાય છે તો અમે ત્યાં જઈએ તો બધાયને જવું જોઈએ ધાર્મિક પ્રથાઓમાં આપણે જરૂર માનવું જોઈએ તેમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે તેમાં આપણે ભગવાનનું સ્મરણ પણ કરવું જોઈએ તેનું ખૂબ જ મહાતમ રહેલું છે અને સ્મરણ કરી આવીને આપણે એનું કીર્તન પણ ગાવાં જોઈએ ભજન કીર્તન ગાવાં જોઈએ ભજન કીર્તન ગાવાથી આપણને જે શાંતિ મળે છે મગજને મનને શાંતિ મળે છે તનને મનને ખૂબ જ શાંતિ મળે છે તેથી આપણે સ્મરણ કરવું જોઈએ ભજન ગીતો કીર્તન ગાવા જોઈએ અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને વડતાલનું તો આમ તમને કહું તો વડતાલનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે સ્વામિનારાયણ ભગવાન ખુદ ત્યાં આવેલા હતા અને ત્યાં તળાવ છે તેનું નામ છે ગોમતી તળાવ ત્યાં જ તે સ્નાન કરતા હતા અને હોળીના દિવસે છે ને ગમતી તળાવમાં બેલ બે છોકરા હતા ત્યાં સ્નાન કરવા ગયા હશે તો એ ત્યાં ડૂબી ગયા એવી રીતે આપણે ન કરવું જોઈએ આપણે ખાલી છીછરામાં જ જવું જોઈએ બહુ અંદર ન જવું જોઈએ એનાથી આપણને કોઈ નુકસાની ના જાય તેનું આપણે ખાસ ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલા માટે આપણે તો આપણાં સ્વજનોને આપણે સીખતા આવ્યા છીએ આપણે કઈ રીતે આપણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ભગવાન પ્રત્યે આપણે માનવતા દાખવવી જોઈએ